જ્યારે અમે ખેતરમાં કામ કરતાં હોય છે ત્યારે એકબીજા સાથે મસ્તી કરતાં હોય છીએ અને એકબીજાને કહેતા હોય છે કે તમે ઘણા પાછળ રહી ગયા છો અને તમે લોકો કામ નથી કરતાં એવી રીતે અમે ખૂબ મસ્તી કરતા હોય છીએ ત્યારે અમુક માણસો જોશમાં આવીને એ પણ ફટાફટ કામ કરવા લાગે છે ત્યારે અમુક સાથે મસ્તી કરતાં કરતાં દિવસ પસાર ન થાય તેવું લાગે તો અમુક મિત્રો સાથે એવી વાત કરતાં હોય છે કે એમાં આપણને હસવું આવે એવી રીતે વાત કરતાં હોય છીએ ત્યારે હસતાં હસતાં આપણો દિવસનો સમય આગળ વધવા લાગે છે પછી અચાનક કદાચ વરસાદ આવી જાય સાલુ ચાલુ કામમાં ખેતરમાં ત્યારે કિચડ એકબીજા ઉપર કિચડ ઊડાળતા હોય છીએ કિચડ એકબીજાને લાગે તો ખૂબ મસ્તીમાં આવી જાય છે સામેનો વ્યક્તિ પણ પાછો મસ્તીમાં ખૂબ જ આવે તો એ પણ આપણને ઊંચકીને નીચે સુવડાવી દે છે ત્યારે આપણે ખૂબ મસ્તીમાં આવી જઈએ છીએ તો એકબીજાના કપડા પણ કિચડમાં લથપથ કરી નાખતા હોય છીએ ત્યારે આપણે ખૂબ જ નાના મોટા અથવા તે મસ્તી કરતાં હોય ત્યારે પાછો વરસાદ રહી જાય તો એ જ કિચડમાં આપણે કામ કરતાં હોય છે જ્યારે કે નીંદતી વખતે કોઈ પાછળ રહી જાય તો એને ખૂબ આપણે ચડાવતા હોય છે કે તમે કામ નથી કરતાં ઓછું કામ કરો છો જેથી તમે પાછળ રહી જાઓ છો અને તમને રોજ પણ ઓછો આપશે તો એ પણ જોશમાં આવી જાય છે અને ખૂબ કામ કરવા લાગે છે તો એ પણ આપણને પાછળ પાડી દેતા હોય છે પછી અમુક આપણો પાક તૈયાર થાય છે ત્યારે આપણે કાપવા જતાં હોય છે ત્યારે કાપતા હોય છે ત્યારે ખૂબ કાપી કાપી અને ભેગું કરતાં હોય ત્યારે એકબીજાને વાતો કરતાં કરતાં આપણો દિવસ પણ પસાર થઈ જાય છે એકબીજા સાથે વાત કરતાં હોય ત્યારે આપણો સમય એવી રીતે જાય છે કે આપણને આખો દિવસ એક મિનિટમાં પૂરો થઈ ગ્યો હોય એવું લાગે છે અને જ્યારે એ પાક આપણે ઘરે લેવા માટે પાંચથી દસ માણસો ભેગા કરીને લાવતા હોય છે ત્યારે એકબીજાની મદદ કરી અને કામમાં ખૂબ પરિવાર ગામના બધા ભેગા થઈને બધું અનાજ ઘરમાં ભેગું કરીને લાવતા હોય છે એકબીજાને મદદ કરતાં હોય છે ત્યારે પાક પણ એને સાફ સફાઈ કરવાની હોય છે ત્યારે પાક આપણે ભેગું કરી અને એને સમેટી પછી એક પાકને પછી આપણો દાણો બધા ભેગા થઈ જાય છે અને ત્યારે કે તે અનાજને આપણે પૂજતા હોય છે પૂજતા હોય છે ત્યારે અમુક દાણા આપણે ધરતી માતાને પણ આપવાના રહે છે આપણી કુળદેવી હોય દેવી દેવતાઓ હોય એને આપણે માનતા હોય છે એમને એમના પણ પૂજાપાઠ કરવા પડે પૂજાપાઠ કરી અને આપણે એને દેવી દેવતાને પણ અન્ન આપતા હોય છે આટલો આ માતાજીને ને આ આ દેવને આ અમૂકને આપતા હોય છે અમુક આપણે ધરતી માતાને આપતા હોય છીએ એવી રીતે વિધિ કરી આપણે આપતા હોય છીએ પછી જે આપણું બચે એ આપણા ઘરમાં લઈ જતાં હોય છે એમાં આપણો ભાગ હોય છે એ ભાગ પાળતા આપણને જે વધે એ આપણું બાકી પછી આપણે પાછા કોઈક વાર જંગલમાં ફરવા જવાનું મન થાય છે ત્યારે એકબીજા દોસ્તો સાથે ભેગા થઈ અને જંગલમાં ફરવા જતાં હોય છે તો ખૂબ મોટો જંગલ હોય છે એમાં ગયા હોય છે ત્યારે જંગલમાં આપણને ઘણું બધું જોવા મળે છે જેવી રીતે અનેક જાતના ફૂલ હોય ફળો હોય એમાં આપણને ફૂલ તોડવાનું પણ મન થાય તો આપણે ફૂલ તોડીએ એનું સુગંધ લઈએ અનેક જાતના ફૂલો હોય છે એના અલગ અલગ જાતના સુગંધ આવે છે ત્યારે આપણને ખૂબ સારું લાગતું હોય છે અનેક જાતના વનસ્પતિઓ અનેક જાતના ફળો હોય છે અમુક ફળો આપણને ખાવા પણ થતા હોય છે અમુક ફળો એવા પણ હોય કે એમ માણસ હોય છે અમુક ફળો મીઠા હોય છે આપણે એ ખાતા હોય છે જ્યારે જંગલમાં જતાં હોય છે ત્યારે પણ ખૂબ જ લાગતી હોય છે તો અમુક ફળો ખાઈને પણ આપણી ભૂખ મટાળતા હોય છે ત્યારે જંગલમાં ફરતા ફરતા અમને એક શિયાળ મળે છે જોવા એ એ શિયાળને પણ દોડ પાછળ દોડતા હોય છે શિયાળ ખૂબ આગળ ભાગતું હોય છે શિયાળ આગળ ભાગે અમે પાછળ દોડતા હોય છે શિયાળને જોવા માટે એને ખૂબ નજીકથી જોઈએ તો આપણને સારું લાગે કે ખૂબ સરસ લાગે એવી રીતે ખૂબ આગળ જંગલમાં જઈએ ત્યારે હું અમને પાછા એક નદી મળે છે નદીમાં ખૂબ જ પાણી હોય છે તો અમે પાણીમાં નાવાનું મન થાય છે ત્યારે બધા દોસ્તો સાથે અમે ખૂબ પાણીમાં નહાતા હોય છેને ખૂબ મસ્તી કરતાં હોય છે નહાતા નહાતા

સમય થઈ જાય છે ત્યારે સાંજના સમયે જ્યાં ઘરે ફરતા હોય છે ત્યારે ચાલતા ચાલતા થાકી જતા હોય છે અમુક દોસ્તો ચાલતા ચાલતા થાકી જાય છે ત્યારે એમને આપણે સહારો આપવો પડે છે એમને ઊંચકીને ઘરે લાવવાના રહે છે જેમ એકબીજાને સાથ આપીને એકલા જંગલમાં છોડી ન દેતા એમ આપણે એને પણ સહી સલામત ઘરે પહોંચાડવાના હોય છે આપણી જવાબદારી હોય છે આપણે બધા ભેગા મળીને જંગલમાં ગયા હોય છે ત્યારે આપણે એને એકલા મૂકીને ન અવાય એને આપણે બાર ઘરે લાવવું પડે છે કેમકે જંગલમાં અંધારા પડ્યા પછી તો બીક લાગે વાઘ વરૂ રીંછ જેવા અનેક જાતના પ્રાણીઓ ફરતા હોય છે ત્યારે બીક હોય છે એટલે અમે દોસ્તારને જંગલમાં મૂકીને ના અવાય એને પણ આપણે ઊંચકીને ઘરે લાવવાનો હોય છે